અમારી ભાષા ગુજરાતી ભાસાથી અલગ પળે છે સ્થાનિક ભાસા જેમકે હું ત્યાં ગયો હતો મેં તો જીલો તમને તેઓ બોલાવે છે તને પેલો બોલાવે લા અમે બધા ગયા હતા હમે બધા જેલા મને નહીં આવડતું મને ની આવડતું કોઈ નઈ કોઈ નઈ લા એમજ આમ હેત અમે નદીમાં ગયા હતા અમે નદી મેં જેલા કોઈ આવે છે કોઈ આવે લા એવી રીતે અમારી ગુજરાતી ભાસાથી સ્થાનિક બોલી અલગ પડે છે